હાલો પિનાકીનભાઈ એ હું ઓફિસર બોલું છું કોન્ટ્રેક્ટ રોડ ઓફિસર બોલું છું કોન્ટ્રાક્ટ માટે બરાબર તો મારે સાઠ ફૂટમાં બે રોડ બનાવવાના છે તમે આની પેલાય પણ બનાવી ચૂક્યા છો એટલે મારે સાઠ કિલોમીટરની અંદર બે રોડ બનાવવાના છે એમાં તમે એમ કે કોન્ટ્રાક્ટની અંદર તમે મોટા પાયે છો અને મોટા છો તમારું કામ સારું છે એટલે એમ કે હું તમને આપવા માગું છું બરાબર તો તમે મને તમારું કોટેસન ને બધું ક્યારે પહોંચતું કરશો હં એ તો બરાબર છે પણ તમારે મારી શરતોના આધીન કરવું પડશે કેમકે તમે આની મોર જે રોડ તમે કરી આપ્યા તા હમણાં બરાબર એમાં તમે બરાબર માલ નહોતો વાપર્યો અને બરાબર તમે કર્યા નહોતા એમાંય બધાની ફરિયાદો આવી હતી તે મારે સાંભળવું પડ્યું હતું બરાબર તો આ વખતે તમે મને એવી ગેરંટી આપો કે જેથી કરીને કે હું તમે મને એવી ગેરંટી આપો કે આ રોડ સારો જ બનશે અને એમાં કોઈ કોમ્પલેનો નહીં આવે અને તમારે પૈસા પણ ઓછા લેવાના થશે કેમકે પેલી વખત બહુ ખરાબ કર્યું તું ને એટલે અને અમે જે પ્રમાણે તમને પૈસાને એવું આપીયે એ પ્રમાણે તમે સિમેન્ટ કપચી ને એ બધું વાપરો કેમકે અમે તમને પૈસા તો પૂરે પૂરા જ દઇએ છે ને

બરાબર તમે મને તમારું પેલી ડોકયુમેંટ ક્યારે પહોંચતા કરશો આના બધાય હં

ભલે તમે બહારગામ હોય પણ મને તમે તમે મને છે ને બધાય ડોકયુમેંટ બધા પહોંચતા કરો કેમ કે મારે એનાય એના એના બે દિવસની અંદર મને બધા ડોકયુમેંટ પહોંચતા કરો કેમ કે એના એના જોડે મારે બધા બધી તૈયારીઓ તો કરવી પડશે ને એના માટે

તો તમે એમ કહો ક હું બે દિવસ પછી તમને પહોંચાડુ તમે આવો ત્યાેરે બરાબર પણ મારે આગળ જવાબ દેવાના કે કાલે મને તમે તમારા બધા ડોકયુમેંટ પહોંચતા કરો તમે જો ડોકયુમેંટ તમે પહોંચાડી ના શકતા હોય ન તમે આવી ના શકતા તો મને ઓનલાઈન પીડીએફ દ્વારા એકવાર મને મોકલી શકો અને એ મને પહોંચતુ કરો પહેલાં અને જો તમે તમે મને ડોકયુમેંટ પહોંચતા નહીં કરો ને તો હું આ કોન્ટ્રાક બીજાને આપી દઉં છું હા તો ઓકે ઓકે